ઇંડિયન આઇડલો જેવા સંગીત રિયાલિટી શો તો ક્યારેક મેં જોયેલા છે અ તેમાં સૌથી પ્રિય ભાગ લેનારની વાત કરીએ તો અભિજિત સાવંત છે જે આ મારા ગાયનને તો ગુજરાતી ગીતને તો વધારે ભાવ ના આપી શકે કારણ કે તે પોતે હિન્દી કલાકાર છે અને ગુજરાતી ગાયનની વાત કરીએ તો અ ઇંડિયન આઇડલ જેવા શોમાં પણ તેને સ્થાન મળવું જોઈએ પણ હજી મને લાગે છે કે તો જે આ ગીત ગાયું મેં એને હજી તેમાં સ્વર છે મધુર છે અને મ્યુઝિક સાથે કઈ રીતે તે તેને ગાવું અને તેમાં કેવો ફેરફાર લેવો તેની યોગ્ય સલાહની જરૂર છે તો આપણે આમ કદાચ એવું બની શકે ભવિષ્યમાં કે આપણને ચાન્સ મળે આમાં કોઈ રિયાલિટી શોમાં ભાગ લેવાનો ધીમે ધીમે નેશનલાઈઝ પછી ઇન્ટર નેશનલાઈઝ એ પ્રમાણે પણ અ તેમાં પુષ્કળ મહેનત કરવી પડે તેવું છે એના વગર તો સફળતા ન મળે અને સમય સમય સાથે પણ અલગ અલગ મ્યુઝિક કન્સેપ્ટનો પણ ઉપયોગ કરીને તેની સાથે પણ આપણો સ્વર કેવી રીતે મળે અને કેવી રીતે આપણાં અ મધુર સ્વરમાં તે ગાઈ શકીએ તેનું પણ યોગ્ય એક યોગદાન જોઈએ અને અભિજિત સાવંતની પણ વાત કરીએ તે ખરેખર તેમના ગાયનો છે તે ખૂબ પ્રખ્યાત અને સારા હોય છે તે એક સારા એક કહીએ કે સિંગર પણ છે અને તેઓને પણ ઇંડિયન આઇડલમાં ઘણા બધા પોતાને અવોર્ડસ મળ્યા છે તેમાં આપ મારા ગાયનને પણ સારું બનાવવામાં આપણે તેમના ગાયનો સાંભળીને કંઈક શું તેમાં સુધાર લાવવો તે પણ જોઈ શકીએ